નરેન્દ્ર મોદી આપણા ભારતના વડાપ્રધાન રોહિત શર્મા ભારતીય ક્રિકેટ ટીમના કપ્તાન મહાત્મા ગાંધીજી ભારતના રાષ્ટ્રપિતા મેરી કોમ ભારતની કુસ્તીબાજ અને અમિતાભ અભિતાભ બચ્ચન એ ભારતના કલાકાર છે